આપણાં ગુજરાતના ઇતિહાસમાં સંસ્કૃતિને લગતા તહેવારોમાં એક તહેવાર નવરાત્રિ છે જે માતાજીની સાધના કે ભક્તિ કરવાનો તહેવાર છે એ આપણી સંસ્કૃતિને ભક્તિમય એ જાળવી રાખે એક નવરાત્રિ છે નવરાત્રિમાં નવ દિવસ માતાજીની ભક્તિ સાધના જેટલી કરાય એટલી કરી કરવી જોઈએ નવરાત્રિનો આ ખૂબ જ કહી શકીએ કે તમે નવરાત્રિમાં આખા વરસ દરમ્યાન આ નવ દિવસ માતાજીની ભક્તિ જેટલી થાય એટલી કરવી જોઈએ આ આપણા ઇતિહાસના જે આપણો દુર્ગા સપ્તશતીનો દુર્ગા સપ્તશતી એની પુરાણમાં જાણકારી આવેલી છે દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી માતાજીની ભક્તિ સાધના અને એના પ્રત્યેની આપણી આરાધના છે અને ભક્તિ ભાવ વધે છે તેનાથી આપણાં જીવનનાં જે દુઃખ દારિદ્ર દૂર થાય છે આવો જ એક તહેવાર બીજો આપણા ગુજરાતી સંસ્કૃતિમાં છે જેમાં ગણેશ ચતુર્થી આપણાં ગુજરાતમાં ખૂબજ મનાવવામાં આવે છે ગણેશ ચતુર્થી ભગવાન ગણપતિનો તહેવાર છે ગણપતિ વિઘ્નહર્તા તરીકે પણ પ્રસિદ્ધ છે ગણેશ ભગવાન ગણપતિનો દિવસ ગણેશ ચોથ તરીકે ઉજવવામાં આવે છે ગણેશ ચોથમાં લાડવાનો પ્રસાદ ધરવામાં આવે છે દસ દિવસ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે દસે દિવસ દરમ્યાન ગણપતિની ભક્તિમય વાતાવરણ થઈ જાય છે ગણેશ ચતુર્થીમાં અલગ અલગ જગ્યાએ મંડપ પંડાલ મૂકવામાં આવે છે એની ગણેશની પ્રાર્થના કરે છે ગણેશજીની સ્થાપના કરીએ છીએ ગણેશ ચોથમાં એટલા માટે પણ મનાવામાં આવે છે કે એ ગણ ગણપતિ ભગવાનને ગણેશ ભગવાન ગણેશને શંકર પાર્વતી આપેલા આશીર્વાદ રૂપે કે પ્રથમ પહેલાં ગણેશ ભગવાનની થાય છે અને ગણેશની પૂજા કરવાથી આપણાં વિઘ્ન દૂર થાય છે એવી પણ માન્યતા આપણા ઇતિહાસમાં આવેલી છે જન્માષ્ટમી એ પણ આ એથી એ સંસ્કૃતિ વિશે જોડાયેલો છે કે જન્માષ્ટમી એટલે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ કહી શકીએ કૃષ્ણ ભગવાન આઠમના દિવસે જન્મ થયો છે એટલે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ અષ્ટમી તરીકે ઉજવીએ છીએ જેમ જન્માષ્ટમીમાં મટકી ફોડીને અનેક મંડળો જન્માષ્ટમી ઉજવે છે માખણ ખાય છે કૃષ્ણ ભગવાનની પૂજા અર્ચના કરે છે એ અલગ અલગ અન્નકૂટથી પ્રસાદ ધરાવે છે એની ભક્તિમય બની જાય છે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાથી ઘણે ઘણા આપણાં પાપોનો નાશ થાય છે અને એક ઊર્જાવાન મનનો વિચારો શુદ્ધ થાય છે સંસ્કૃતિમાં ઘણાં બધા પુરાણો છે જેમકે મહાભારત છે રામાયણ છે ગીતા છે શિવ પુરાણ છે આ ઘણાં બધા આપણી સંસ્કૃતિથી જોડાઇ રહે છે અને સનાતન ધર્મ ધાર્મિક અલગ અલગ ભાષાઓમાં કહી શકો એ પણ જોવા મળે છે